ટેકનોલોજી ભવિષ્યનો આધાર છે આવતા સમયમાં ટેકનોલોજી મનુષ્યના જેટલા બી કામ છે એ બધુ કરી આપશે જેમકે અત્યારે રોબોટિક્સ છે એઆઈ છે એ બધું કામ કરી આપશે ભવિષ્યમાં કમ કે અત્યારની ટાઈમમાં ભી રોબોટિક્સ ઉપર ઘણું બધું કામ ચાલી રહ્યું છે એમ સાઈન્ટિસ્ટ દ્વારા જે અમારા આઈઆઈટીના સ્ટુડન્ટ્સ છે એ બધા લોકો દ્વારા એની સાથે એઆઈ જે આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ છે એ બી એનું બી એક બહુ મોટો ભાગ છે બહુ મોટો રોલ છે આમાં રોબોટિક્સમાં જે ભવિષ્યમાં બધાજ માં મનુષ્યના કામ કરી શકે છે તો આ જે વસ્તુઓ છે જેમકે એઆઈ અને રોબોટિક્સ એ બધી વસ્તુઓ છે જે ભવિષ્યને આકાર આપી શકે છે આવતા સમયમાં